ધાર્મિક અંધશ્રદ્ધા વિશે મારું માનવું છે કે અત્યારે લોકો આપણે લોકો ડિજિટલ યુગમાં જઈ રહ્યાં છીએ છતાં પણ અમુક વર્ગ એવો છે કે જે લોકો અંશ્રદ્ધામાં માને છે નાનું બાળક તેમનું હોય બીમાર પડ્યું હોય તો ભુવા પાસે લઈ જાય છે અને ઇલેક્ટ્રીક શોક અપાવે છે ડામ આપે છે છતાં નથી સમજતા સારું ન થાય તો બાળકને મારી પણ નાખવામાં આવે છે આ બધી અંધશ્રદ્ધા આપણે જે ગામની અંદર કે આજુબાજુમાં જે ગામડાઓમાં ફેલાયેલી છે એ દૂર કરવાની જરૂર છે લોકોને એના વિશે જ્ઞાન આપવાની જરૂર છે અને આવા જે અંધશ્રદ્ધાળું લોકો જે છે જે આવું તત્વ કરે છે એ લોકોને પકડીને જેલ ભેગા કરવા જોઈએ આ બધી વસ્તુઓના ઉપર સરકારે એના ઉપર હમણાં હમણાં રિસ્ટ્રિક્શન તો રાખ્યું જ છે હમણાં પંદર દિવસ પહેલા જ ન્યૂઝ પેપરમાં આપ્યુંતું કે આવા જે લોકો જે ફ્રોડ લોકો છે એને પકડીને આપણે એને જેલની સજા આપવી જોઈએ હમણા જ આપ્યું હતું